હાલો હા હું પૂર્વી શાહ બોલું છું વેસુથી મને ચાર જણા માટે એક કેબ બુક કરવી છે હા હા મહાવીર હોસ્પિટલ જવું છે અઠવા લાઇન્સ પાસે અને પ્લીસ એક રિક્વેસ્ટ કરું છું અત્યારે ઓલમોસ્ટ ફાઇવ થર્ટી થયા છે ને મને ફાઇવ ફોટી ફાઇવ સુધીમાં મોકલી શકો તો મોકલી આપો બીકોઝ મારે છે ને ત્યાં સિક્સ થર્ટી એ પહોંચવાનું છે અને રસ્તામાં ટ્રાફિકમાં ને એમાં મને વાર લાગી જશે અને પ્રોપર ડ્રાઈવર હોય એવી રીતે જરા જોજો અને મને જલ્દી પહોંચાડી શકે કારણ કે મારે ડોક્ટરની અપોઇનમેન્ટ છે સિક્સ થર્ટીની હ હા તો તમે સિકસો કલોકે મોકલો ને કદાચ મને થોડું આમતેમ થઈ ગયું તો લેટ થઈ જશે નહીં નહીં નહીં મને ફાઇવ ફોટી ફાઇવ શાપ પહોંચાડી દો ને ડ્રાઈવર તમને નીચે હા અને મને ડ્રાઈવરની ડિટેલ મોકલી આપો એમનો ફોન નંબર મોકલી આપો એટલે હું પેશન્ટને લઈને બરાબર રેડી રહું સો ધેટ સેફલી હું પેષન્ટને પહોંચાડી શકું ઓકે